હાલના તબક્કે કૂવામાંથી પાણી કાઢવા માટે સ્ત્રીઓ કે પુરુષો દ્વારા દોરડા સાથે ડોલ બાંધીને ડોલ કૂવામાં ઉતારવામાં આવે છે અને ત્યારબાદ ડોલ ભરાઈ જાય ત્યારે તેને ગરગડી દ્વારા ખેંચવામાં આવે છે જે કરવામાં શારીરિક મહેનત ખૂબ વપરાય છે તેમજ એ પાણીની મર્યાદા ઓછી હોય છે એક કે બે ડોલ જેટલું કાઢે ત્યારબાદ મનુષ્યને થાક લાગે છે વીજળીક મોટર જો કૂવા ઉપર બેસાડવામાં આવે તો તેમાં ડોલ લગાવીને પાણી ડાયરેક જ બહાર આવી શકે છે અથવા તો વીજળીક મોટરથી કૂવામાંથી પાણીની જે પાઇપ હોય તે પણ ઘર સુધી પહોંચાડી શકાય તેવો પણ કોઈ વિચાર કરવામાં આવે તો તે ઉત્તમ રહે તેમાં મનુષ્યને પાણી જેવી રોજીંદી વસ્તુઓ માટે આટલા બધા શ્રમની જહેમત ન ઉઠાવવી પડે તેમજ કૂવામાંથી પાણી બહાર કાઢ્યા બાદ પણ તે ડોલ ઘરે લઈ જવા માટે ખૂબ જ શારીરિક શ્રમનું જરૂર પડે છે વીજળીક મોટર આવી જાય તો વધુ માત્રામાં પાણી કૂવામાંથી વાપરી શકાય છે